હું ઇન્સ્ટાગ્રામ ઉપર વરુણ આદિત્ય એક ફોટોગ્રાફર છે તેમને ફોલો કરું છું જે વાઇલ્ડ લાઈફ ફ ફોટોગ્રાફી છે એ કરે છે આ સિવાય હું સુધીર શિવરામ રાધિકા રામસમી પછી સંદેશ ખડુસ પછી કલ્યાણ વર્મા ધીરજ પોલ અમુક વર્ષા જે એસ આદિદેવ દેવીરવાલા ધૃતિમન મુખર્જી જયંત શર્મા વરુણ આદિત્ય સુધીર સિવરામન અમિત પસરિચા વગેરે જેવા ફોટોગ્રાફર્સને છે એ ફોલો કરું છું આમાંના મોસ્ટ ઓફ ફોટોગ્રાફર્સ છે એ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ છે અને જે લોકો ખૂબ જ સારા એવા અને રીનોવડ કહી શકાય કે જેઓ શ્રેષ્ઠ ફોટોગ્રાફર છે આ એમાંનાઓ છે અને તેમનું ફોટોગ્રાફીનું કામ પણ ખૂબજ સરસ છે